હું સૌથી પહેલા હું જ્યારે મારા બેચલર્સમાં હતો ત્યારે હું આખા ત્રણ વર્ષ હું મારી પોતાની સ્કૂટી પ્લેઝર લઈને આવતો તે હું હંમેશા સવારે સાત વાગ્યે ઊઠતો અને પહેલાં વહેલાં ગાડી કાઢતો મારી ઘરની બહાર અને બધું નાહી ધોઈને ઉઠીને તરત નાહી ધોઈને ઉઠીને બધું કામ કરીને હું ગાડી લઈને જતો સૌથી અને ગાડી લઇને જતો ને તો મારી ગાડી આમ થોડીક આમ જૂની છે તો મારે છે ને શિયાળો હોય ને ત્યારે વધારે આમ સેલ્ફ સ્ટાર્ટ દેવું પડે કીક મારવી પડે તો એમાં મારી પંદર વીસ મિનિટ વ્યસ્ત આમ બગડી જતી પરંતુ ગાડી પછી તો થઈ જતી પછી હું કોલેજે સાડા સાતે પહોંચતો સાડા સાતે પહોંચીને સર પાછા અમને પૂછે કે કેમ ભાઈ મોડું થયું તો હું આમ કહી દેતો કે મારી ગાડી મને આમ ગાડીએ મને દગો દીધો એટલે હું આમ એ રીતના ગાડી રાખતો હતો કે મારી આમ એ રીતના હોય કે જે સાથીદાર હોય ને એ રીતના અને એ મારો મારા માટે બહુ યાદગાર વસ્તુ છે અને તેનાથી અમે મેં અત્યારે જે મેં એ મેં ગાડી મારા હોમટાઉનેથી જ લીધી હતી અને તે અમારા ઘરની પહેલી વહેલી સ્કૂટી કહી શકીએ છીએ બાઇક તો હતી પણ પહેલી વહેલી સ્કૂટી અને હું અને મારી બહેન દરરોજ સ્કૂલે પણ જતાં એનાથી અને બેચલર્સમાં અમે કોલેજ પણ સાથે જ કોલેજમાં પણ લઈ જતાં તો તો એક યાદગાર પળ છે કે જે અમારું એ સ્કૂટીથી અમારું બેચલર્સ અને હાઇસ્કૂલ પૂરું થયું છે અને તેના અમે એ સ્કૂટી લઈને અમારા હોમટાઉનમાં ઘણી બધી જે જગ્યાઓ છે જે જે ત્યાં રોડ નથી ત્યાં પણ મારી ગાડી ખૂબ જ સારી રીતે સારી રીતે ચાલતી એ રીતના અને ઘણીવાર પણ પેટ્રોલ પણ પૂરું થઈ જતું અને અને છેલ્લે તો ગાડી એટલી બધી એવરેજ પણ ના આપતી તો મારે સાથે કેમ આપણે પેટ્રોલ રાખવું પડે એ રીતના હું પેટ્રોલ રાખતો તે મારા ડેકીમાં અને ગમે ત્યાં હું વયો જતો અને હું એટલે ગાડીમાં એટલે બાઇક કરતાં મને વધારે સ્કૂટીમાં મજા આવે તેમાં સૌથી આ ઈજી છે ઈજી વર્ક કરે સ્કૂટી કમ્પેર ટુ બાઇક એમ તો ગમે ત્યાં તમે ત્યાં લઈ જઈ શકો ગમે તે રસ્તામાં તમે રાખી શકો તેનાથી હું ઘણી બધી આમ દૂર દૂર જગ્યાએ પણ ગયેલા છીએ ઘણીવાર ગાડીમાં પંચર પડેલા છીએ ને એવું બધું છે પડેલા છીએ ને અમે ઘણીવાર મેં જાતે સરખા પણ કરેલાં મારી પાસે ગાડીમાં ઓલ્વેજ પંચર કરવાની કિટ પડી રહેતી મને ખબર હતી ગાડી મને ગમે ત્યારે દગો દેશે અને એકવાર અમે સ્કૂટી લઈને વરસાદમાં અમારા જિલ્લામાં અમરેલી જિલ્લામાં ગયેલા હતા તો મને એવું લાગ્યું હતું કે ભાઈ ગાડી વરસાદમાં બંધ થઈ જશે ગાડી જૂની થઈ ગઈ છે પેટ્રોલ પૂરું થઈ જાશે પરંતુ ગાડીએ કાંઈપણ એવો દગો ન કરે તે ખૂબ મોટી વસ્તુ છે ને હું ખુદ ત્યારે વધારે ખુશ થઈ ગયો હતો એ ગાડીએ મને દગો ન દીધો અને અને ત્યાં જઈને પણ અમે ત્યાં ઘણીબધી આમ ગાડી લઈને ફર્યા ફોટા પણ અમારી પાસે ઘણા બધા ફોટા પણ પડ્યા હશે ગાડી સાથેના આ રીતના ઘણા બધા બાઇક સાથે ફોટા પાડે તો મેં સ્કૂટી સાથે ફોટા પડાવેલા છે ને એવું બધું કરેલું છે તેનાથી અમે દરરોજ અને પાછા અને હા મેં તમને કીધું એમ કે જ્યારે અમે કોલેજે જતા વળતી વખતે અમે કોલેજે આવતા તો અમે પહેલાં વહેલાં ઘરે ન જતા અમે પોતા અમારા ફ્રેન્ડના ઘરે જતાં સ્કૂટી લઈને જતા ત્યાંથી પાછા બીજે ક્યાંક નાસ્તો કરવા સ્કૂટીઓ લઈને અમારા બધા ફ્રેન્ડને બધા સ્કૂટીઓ લઈને જતાં હું પણ મારી સ્કૂટી લઈને પોતાનો એકલો લઈને જતો એવું બધું જતાં અને સ્કૂટીમાં એવું હતું કે મારા બધા અને જે કોલેજના જે મેટ્રિયલસ ને જે ભણવાનું આવે બધું આમ મારે એટલે બેગમાં જગ્યા ન હોય ને તો મારે ડેકીમાં જગ્યા હોય ને તો હું એમાં નાખી દઉં અને ઘણીવાર હું જાઉં ને ત્યારે કોલેજે જાઉં ત્યારે હું ઉતાવળમાં મારી ગાડીની ચાવી ગાડીમાં ને ગાડીમાં ભૂલી જાઉં પછી હું આખી અમારે બે લેક્ચર પછી અમારે રિશેષ પડે તો અમે બે પછી હું એ આખા બે લેક્ચર વિચારું કે મારી ગાડી મારી ગાડીની ચાવી ક્યાં હશે ને હું એમ વિચારતો કે મારી ગાડી કોઈ લઈ નહીં જાય ને એવું બધુ કોઈકને ચાવી મળી જાય પણ ફોર્ચ્યુનેટલી મને એ મારી ચાવી ગાડીમાં જ હોય છે પછી એ મળી જાય છે એમ એ રીતના તો ઘણી બધી યાદગારો ગાડી સાથે જોડાયેલી છે ગાડી એમ ઘણીવાર દગો પણ દીધો છે ને ઘણીવાર સાથ પણ આપ્યો છે જ્યારે જરૂર હોય ત્યારે અને મારા ખ્યાલ પ્રમાણે સ્કૂટી જે આમ હાંકવાની વધારે મજા આવે કમ્પેર ટુ બાઇક ઈજીલી વર્ક કરે છે ને એવું બધું છે એમ અને નાના હોમટાઉનમાં વધારે યુઝફૂલ છે ઘણી બધી યાદો અમારે એની સાથે જોડાયેલી છે અને હું વિચારું છું કે એ મારી પાસે લાઇફ ટાઇમ રહે એ રીતના એમ રાખું એ રીતના